માલિકી અને માલમત્તાનાં દાવા ઘણા સમયથી જમીન પરનાં અધિકાર અને દાવાઓ સંબંધિત વિવાદો હોય છે દસ્તાવેજ પૂરા ન હોવા અથવા જગ્યા પરનો ઐતિહાસિક માલિકો વચ્ચેનાં વિવાદોને કારણે મુશ્કેલી ઊભી થાય છે બીજું જમીનનાં રેકોર્ડસની અસ્પષ્ટતા જમીનનાં અધિકૃત રેકોર્ડથી દેખાય છે તે ઘણી વાર અસ્પષ્ટ હોય છે ડિજિટલ રેકોર્ડસની અછત અથવા સ્થાનિક સ્તરે સંભાળવામાં અવ્યવસ્થિતતા હોવાથી જમીન ખરીદ વેચાણમાં પારદર્શકતા ઘટી જાય છે ત્રીજું છે મૂલ્ય અને પેમેન્ટની શરતો જમીનનાં ભાવને લગતા વટાવા પણ એક મોટી સમસ્યા છે જમીનને લગતી સમસ્યાઓ માટે સલાહ પહેલી સલાહ સરકારી અધિકારીઓ તહેસીલદાર જમીન અને રેવન્યુ વિભાગનાં અધિકારીઓ બીજું છે વકીલો ખાસ કરીને જમીન કાયદામાં નિષ્ણાતો તેઓ જમીનની માલિકી અને દાવા સંબંધિન કાનૂની સમસ્યાઓમાં મદદ કરે છે ત્રીજું છે સ્થાનિક આગેવાનો ખેતરમાં અનુભવી ખેડૂત અથવા તો ગ્રામ પંચાયતનાં સભ્યો ઘણી વાર ખેડૂતને માર્ગદર્શન આપે છે ચોથું છે આર્ટીઝન અને ખેડૂત સંગઠનો જમીન વિવાદનાં ઉકેલ માટે ખેડૂત સંગઠનો અથવા સહકારી મંડળીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે